ભારતમાં ઘણાં બધાં મુલાકાત લેવાય એવા ધાર્મિક સ્થળો આવેલાં છે જેમ કે કેદારનાથ બદ્રીનાથ સ્વર્ણ મંદિર સોમનાથ દ્વારકા વૈષ્ણવદેવી મંદિર તો આ બધામાંથી જોવા જઈએ તો વૈષ્ણવદેવી મંદિર જમ્મુ કશ્મીરમાં સ્થિત વૈષ્ણવદેવી મંદિર ભારતના સૌથી પ્રિય તીર્થ સ્થા સ્થાનોમાનું એક છે આ મંદિર ત્રિકૂટ ટેકરી પર આવેલું છે વૈષ્ણવદેવી મંદિર સુધી પહોંચવા માટે તેરથી ચૌદ કિલોમીટર ચઢવુ પડે છે વૈષ્ણવદેવીના દર્શન કર્યા બાદ ભૈરવ બાબાના મંદિરની પણ મુલાકાત લેવી જરૂરી માનવામાં આવે છે ચઢાણ ઉપરાંત તમે ઘોડો ખચ્ચર અને પાલકીની પસંદ કરી શકો છો વૈષ્ણવદેવીના દર્શન કરવા દેશભરમાંથી ભીડ ઉમટી પડે છે ઘણા વિદેશી પર્યટકો પણ અહીં ફરવા આવે છે જો તમે ક્યારેય વૈષ્ણવદેવી મંદિરની મુલાકાત લીધી નથી તો તમે અહીં જવાની યોજના બનાવી શકો છો